છગન ભાઈ સોનૈયાનું કામ હતું છગન ભાઈ સોનૈયા ફ્લેટ નંબર ખબર નથી પણ હમણાં ત્રણ ચાર મઇના પેલાજ ઇ રેવા આયવા છે હું એમની માસીની દીકરી થાઉ છું મારુ નામ સુમિતા હું રાજકોટ માથીજ હા જોઈ દયોને હા હા બસ હમણાંજ રેવા આયવા છે ઇ ત્રીજો માળ અને ત્રણસો ચાર નંબર અને કયાં નંબરના બિલ્ડિંગમાં છે હા પેલા નંબરમાં અને આ પાર્કિંગ માટે બાર વેવસ્થા છેકે અંદરજ કરવાનું

હા તો હું અઇયાં હા તો હું બાર પાર્કિંગ કરી દઉં